એ હાલો અન્નપૂર્ણા અન્નપૂર્ણાના લોજ માલિક બોલો હં હં હા જુઓ ને આપણે કાલે આવ્યા હતા અને તમને ફોનમાંય તે મેં મેસેજ કર્યો હતો કે અમીનભાઈ અમારે પ્રસંગ છે તે અમારી બેનોની ને સગાઈઓ છે બરાબર છે તો અમારે તમારી પાસેથી શું છે કે ડીશ વળી રસોડું રાખવું છે એમ હા એ તમારે અમે જોયું ને તમારું કામ સારું છે અમે એકસો ને વીસ રૂપિયા ઓલા છગનભાઈને ત્યાં હતું તમારું રસોડું હા હા બધી આઈટમો જોયું ને તો કામ સારું છે આવડાનું અન્નપૂર્ણાવાળાનું તો અને જ આપી દઇએ એમ હા હા એટલે કહું એને જ ઓડર આપી દઇએ તો આપણે કાંઈ ઉપાધિ નહીં ને માણસો અત્યારે ક્યાં મળે અત્યારે આઠ વાગ્યાનું કીધું હોય તો દસ વાગ્યે આવે ને દસ વાગ્યાનું કીધું હોય તો ડાયરેક ડીશો લઈને ખાવા બેસી જાય કોઇ કરતું નથી કામ અત્યારે બધાને કામ છે ઘરે હા હા બાઇઓ તો કોઈ દી ના ફ્રી થાય હવે એ એના મેકપ કરે ને આ કરે ને તે કરે ને એ વાસણ તો કંઈએ ધોશે એ હા હા એટલે જ હું કહું કે આવડાને ડીશવાળી આપી દેવાય આપણે કાંઈ બળતરા નહીં હા હા હા હા

હું કહું એક દી વહેલાં સોંપે તો શું છે કે તમે ઈ આવી જાવ ને જોઈ જાવ તો તમને અનૂકુળ પડે ને કે કઈ જગ્યાએ આપણે રાખવું છે એમ તો હા હા નહીં નહીં રેસ્ટોરન્ટનું કામ તો તમારું બહું સારું છે અમે બે ત્રણ જણા પાસે જાણ્યું કે ભાઈ એ ભાઈ આવશે ને તમારે કાંઈ કરવું નહીં પડે હા હા હા હા તે તમ તમારે મને ફોન કરજો તે બરાબર હા હા ને ઓર્ડર તો છે ને મમ્મી તો આપી જ ગયાં છે એ બરાબર તોય મેં ફોનમાં તમને મોક મોકલી દીધું છે કે કેટલી વસ્તુ રાખવાની છે કેટલા માણસો છે શું ભાવ છે અને ડીસ મને કેટલાએ પડશે તો ઓલા છગનભાઈનાં તમે એકસો વીસ લીધા હતા બરોબર હવે આપણું આ બીજો ઓર્ડર છે હજી બે પાંચ તમને અપાવીશું ને એકસોને પંદર કે તમને જે અનુકૂળ પડે અમારે એક આઈટમ વધારવાની છે એટલે તમને બહુ ઘટાડતો નથી પાંચ રૂપિયા જ ઘટાડું બરાબર હા હા એટલે તમને મોકલ્યું છે મને ફોન કરજો નિંરાતે તમ તમારે જોઈ કારવીને હો હા તે સારું લે હા હા